લગ્નમાં નવવધૂને આશીર્વાદ સિવાય કોઈ વસ્તુની જરૂર નથી પણ આજે દેવા લેવામાં લોકોનો એટલો ઉત્સાહ હોય છે ખાસ કરીને કુટુંબવાળા અને મોસાળવાળા નવવધૂને સોના ચાંદીના આભૂષણો ભેટ આપતા હોય છે સગા સંબંધી એમની સ્થિતિ પ્રમાણે વાસણ મૂર્તિ મોબાઈલ ઘરસુશોભનની ચીજો આપતા હોય છે ઘણી જ્ઞાતિઓમાં હજી દહેજ પ્રથા ચાલે છે પણ ભણેલ ગણેલ અને સુધરેલા સમાજના લોકો દહેજ પ્રથાથી દૂર રહે છે